એકચુંલી લખવું તો મને પોતાને પણ ખૂબ જ ગમે છે મે મારી લખવાની જર્ની સ્ટાર્ટ કરી ત્યારે મને ખ્યાલ નતો કે હું આટલું સરસ લખી શકું છું પરંતુ ધીમે ધીમે જે બધાં ટોપિક્સ મારી સામે આવે ત્યારે મને એમ થતું કે હું આના વિષે કાંઇક લખું જે મેં જોયું છે તે હું લખું જે મારા મનમાં છે તે હું મારા વિચારો છે એને હું લખવાથી વધુ સ્પષ્ટ કરી શકતી વધુ દર્શાવી શકતી અને બોલવા કરતાં લખવાથી મને લાગે છેકે હું વધુ બીજાની નજીક પહોંચી શકું છું તો મે લખવાનું સ્ટાર્ટ કર્યું અને પહેલીવાર મને યાદ છે કે મે જ્યારે લખ્યું તે ગણેશ ચતુર્થી ઉપર હતું કે બધાં જે અત્યારે લોકો આ ગણેશજીના જે પંડાલ હોય અલગ અલગ જગ્યાએ તેમાં દર્શન કરવા જતાં હોય છે તો ત્યારે અમે પણ એકવાર દર્શન કરવા ગયાં હતાં અને ખૂબ જ ભીડ હતી અતિશય મોટી લાઇન્સ અને બધાં લાઇનમાં ઊભા હતાં ને એમાં તો કંઇ ખોટું પણ નથી ભગવાનના દર્શન માટે તો લાઇનમાં ઊભું જ રહેવું જોઈએ અને એક શ્રદ્ધાનો વિષય છે પરંતુ મે જોયું કે જે બધાંને ત્યાં દર્શન કરવા માટે ફક્ત એક કે બે મિનિટનો જ સમય આપવામાં આવતો હતો પછી એમને ત્યાંથી નીકળી જવાનું કેમકે લાઇન ખૂબ મોટી હતી તો મોટાભાગના લોકો જે એને એક કે બે મિનિટ મળતી હતી કે જે એક કે બે મિનિટના દર્શન માટે તેઓ લગભગ અડધા એક કલાકથી લાઇનમાં ઊભાં હતાં એ લાઇનમાં ઊભા ઊભા ત્યાં પહોંચ્યા હતાં ભગવાનના ચરણો પાસે એમના દર્શન કરવા પાસે તો એ મિનિટોમાં એ થોડી જ મિનિટોમાં એ ભગવાનના દર્શન કરવા કરતાં પણ વધુ સમય સેલ્ફી લેવામાં અને મોબાઈલમાં ફોટો લેવામાં જ વિતાવતાં હતાં મને બહુ ઓછા લોકોમાં એવી ભક્તિ દેખાઈ કે શ્રદ્ધા દેખાઈ કે જે ખરેખર હોવી જોઈએ ભગવાનના દર્શન માટે કે તમે હાથ જોડો કાં ભગવાનને પગે લાગો બે મિનિટ મોબાઈલને સાઈડમાં મૂકીને એટ લીસ્ટ તમે જેના માટે આવ્યા છો જે પર્પઝથી આવ્યા છો એતો તમે જુવો તો મેં મને એ વસ્તુ જરા પણ ના ગમી અને મને થયું કે આ શું બધું છે આ દેખાડો ચાલુ થયો છે એટલે મેં વિચાર્યું કે હું આને લખું કેમકે મને એમ થયું કે ખરેખર આ ખોટું છે કે તમે બે મિનિટ પણ જો તમે તમારા ગેઝટ્સથી કાં ઓનલાઈન દુનિયાથી દૂર નથી રહી શકતા અને તમને જ્યારે ભગવાનની નજીક જવાની બે જ મિનિટ મળે છે એમાં પણ તમે જો ભગવાન કરતાં તમારા મોબાઈલ તમારું સોસિયલ મીડીયા એ બધાંની નજીક જવા માંગો છો તો આને શ્રદ્ધા ન કહી શકાય આ ફક્ત એક દેખાડો જ છે તમારે બધાંને દેખાડવું છેકે ભાઈ મેં દર્શન કરી લીધાં છે ટાર્ગેટ અચિવ થઈ ગયો છે તો ત્યારથી મેં બસ એ ટૉપિક પરથી મેં લખવાનું સ્ટાર્ટ કર્યું અને ત્યારે જે મે પહેલીવાર લખ્યું અને ઘણાં બધાં લોકોનો પ્રતિસાદ મળ્યો ને બધાંએ કહ્યું કે ખૂબ સાચી વાત છે ને આપણે જ્યારે ભગવાનની પાસે જઈએ કાં કોઈ પણ આપણા પોતાના લોકોની પાસે જઈએ ત્યારે મોબાઈલ છે એને સાઈડમાં મૂકી દેવો જોઈએ અને ત્યારથી બસ મને લખવાની પ્રેરણા મળતી જ રહી મળતી જ રહી પછી તો જ્યારે પણ હું કાંઇ પણ એવું જોઉં કે જે દૃશ્ય મને પોતાને સ્પર્શી જાય કાં જેનાથી મારી આંખમાં પાણી આવી જાય હું એ દૃશ્ય છે એને એક ચિત્ર સ્વરૂપે એ રીતે લખવાનું પસંદ કરું કે બધાની આંખ સામે એ ચિત્ર ઊભું થઈ જવું જોઈએ બધા પણ એ ચિત્ર મારા શબ્દ થકી જોઈ શકવા જોઈએ તમને બીજા એક બનાવની વાત કરું એકવાર અમે એક જગ્યાએ પેટ્રોલ પુરાવવા ગયાં હતાં કારમાં અને ત્યાં મે જોયું કે એક નાનકડું છોકરું સાવ નાનકડું છોકરું પગમાં ચંપલ પહેર્યા વગર તડકામાં ત્યાંથી દોડીને તેની મમ્મી પાસેથી દોડીને અમારી પાસે આવ્યું અને એને કીધું કંઇ આપોને અને અમે એને થોડા પૈસા આપ્યાં કેમકે સાવ નાનું બાળક હતું આપણને દયા આવે અને એ તરત જ દોડીને જઈ અને અમે જે એને પૈસા આપ્યાં એને તેની મમ્મીને આપી દીધાં પરંતુ ત્યારે પણ મારુ જે ધ્યાન હતું તે એ છોકરા પર નહોતું તેના પગ પર હતું કે તેને પગમાં ચંપલ પણ નહોતાં પહેર્યા એટલા તડકામાં કાળઝાળ ગરમીમાં એ ચંપલ વગર દોડતું દોડતું અમારી પાસે આવ્યું અને અમે જે પૈસા આપ્યાં એ જઈ અને એના મમ્મીને આપી આવ્યું ખરેખર મને ત્યારે એમ થઈ ગયું કે મજબૂરી આનું જ નામ છે ખરેખર બધાંને બધું ભગવાન નથી જ આપતા જ્યારે આપણે એવું વિચારતા હોઈએ કે આપણી પાસે આ નથી કા તે નથી આઇફોન ટેન હોય તો વિચારીએ ટવેલ નથી ટવેલ હોયતો વિચારીએ ફિફ્ટીન નથી જ્યારે આ લોકો પાસે જે બેઝિક નેસેસિટી છે એ પણ નથી તો એ મને ખરેખર ખૂબ જ સ્પર્શી ગયું હતું અને મેં તેના પર પણ લખ્યું હતું અને તે પણ બધાંને ખૂબ જ પસંદ આવ્યું હતું અને બધાંને પણ તે વાંચીને આંખમાં આંસુ આવી ગયા હતા તો બસ છે આ બધા કરુણતાના દ્રશ્યો છે એ રેગ્યુલર રોજબરોજ આપણી આસપાસ આવું કાંઇ થતું જ હોય છે આપણે બસ તેને દિલથી જોવાનું હોય છે જે આપણે આપણી લાઈફસ્ટાઈલના લીધે જોઈ નથી શકતા આપણે પ્રેક્ટિકલ બનતા જઈએ છીએ અને આપણે જે આ બધી વસ્તુ છે એને ઇગ્નોર કરતાં જઈએ છીએ આપણને હંમેશા આપણા જ પ્રોબ્લમસ મોટા લાગતાં હોય છે જ્યારે ખરેખર આપણા કરતાં પણ બીજાની લાઈફમાં ઘણાં બધાં પ્રોબ્લેમ્સ હોય છે જે આપણે આવા નાના નાના દૃશ્યો જોઈએ ત્યારે આપણને ખબર પડે છે હું હજુ પણ ઘણું બધું લખવા માંગુ છું એવી ઘણી બધી બાબત છે જેના વિષે લખવા માંગુ છું જેમકે ઘણાં લોકો એવું કહેતા હોય છે કે ભઇ ઘરમાં એક દીકરો તો જોઈએ જ હો આજકાલ ઘણાં બધાં ઘરમાં ઇવન ભણતરવાળા જે ઘર ભણેલાં ગણેલાં લોકો હોય તે લોકો પણ એવું કહેતા હોય છે દીકરો હોયને તો ઘર ઢંકાઈ જાય એ વિષે પણ મારે ઘણું બધું કહેવું છે અને લખવું છે કે આજ દીકરી છે એ દીકરાથી કંઇ ઓછી નથી ઘણી બધી વસ્ત વાર એવું બનતું હોય છે કે દીકરીને અમુક સમયે અમુક તબ્બકે ઓછું મહત્વ આપવામાં આવે છે અને એનું રિઝન ફક્ત એટલું જ છે કે એ દીકરી છે તો એ ખરેખર એક બહુ જ ખરાબ વસ્તુ છે આપણે કહી શકીએને કે એનાથી ખરાબ બીજું કંઈ નથી કે તમે તમારી દીકરીને મહત્વ નથી આપતા દીકરી તો કહેવાય છે ને કે લક્ષ્મીનો અવતાર છે તુલસીનો ક્યારો છે કોઈપણ ઘરમાં દીકરી હોયને એ જેટલી ઘરમાં પેલું જે કઈ શકાયને ઘરને જે મ્હેકતું રાખેને સબકતું રાખેને એવું દીકરો ન રાખી શકે પરંતુ એ લોકો સમજી જ નથી શકતા અને સતત દીકરાને દીકરીની કંપેરિઝન કરે છે કે દીકરો આ કરી શકે દીકરો હોય તો દીકરી ઢંકાઈ જાય પરંતુ તમે દીકરીને જ એવી કેમ નથી બનાવતા કે જેનાથી તમારું ઘર ઢંકાઈ જાય દીકરીને આગળ વધવા માટે કે કંઇપણ કરવા માટે કોઈના સહારાની જરૂર જ નથી તમે તેને પોતાના જેટલી ઇન્ડિપેન્ડટ બનાવી શકો છો કે તે પોતાના સપનાં જુએ પોતાના સપનાંને સાકાર કરે અને પોતાના ઘરના લોકોના સપનાંને પણ પૂરા કરે પરંતુ પહેલેથી જ એના મનમાં એવું રાખી દીધેલું છે આ ન કરતી એ તારાથી ન થાય આ તારું કામ નથી આ તારાથી ન થાય અને છોકરાને પણ એક માનસિકતા આપી દેવામાં આવી હોય છે કે ના તારે કિચનમાં નથી જવાનું એવું કામ છોકરાઓ ન કરે પણ ખરેખર એ બધું આપણે પાર્ટ પાડેલા છે કે શું કામ દીકરો કરેને દીકરી કરે બાકી બધાં જ લોકો બધું જ કામ કરી જ શકે એમાં કોઈ બેમત નથી પરંતુ આતો આપણે દીકરાને જે વધુ પડતું મહત્વ આપીએ છીએ જેથી શું થાય છે કે આગળ જતાં દીકરો છે એ વધુને વધુ સ્વછંદી બનતો જાય છે પોતાની રીતે રહેવા માંડે છે અને છેવટે એ પણ ભૂલી જાય છે કે એ કોની સામે થાય છે પોતાના માતા પિતા વડીલો બધાનું માન રાખવાનું પણ અમુક વાર ભૂલી જાય છે કારણ કે તેને આ પહેલેથી જ વધુ પડતું મહત્વ મળ્યું હોય છે જે ખરેખર ખૂબ ખરાબ વસ્તુ છે જે બાળકો સ્વછંદી બની જાય તે જોઈએ એટલાં આગળ નથી વધી શકતા ને ખરેખર જેનામાં ટેલેન્ટ છે એવી દીકરી આગળ નથી વધી શકતી કારણ કે તેને આગળ વધારવામાં નથી આવતી તેને આગળ વધવા માટેના સ્કોપ હોય છે તેનામાં ટેલેન્ટ છે પણ છતાંય તેના ટેલેન્ટને દબાવી દેવામાં આવે છે કે તારે એની કંઇ જરૂર નથી તું ઘરનું કામ કર રસોઈ શીખ સતત આઠ દસ વર્ષની છોકરી થાય એટલે કહેવામાં આવે છે કચરા પોતા કરવા મંડ હો હવે તને બધું આવડવું જોઇ પણ એવું તમે તમારા દીકરાને કેમ નથી કહેતા કે તું પણ બધુ બેઝિક કામ શીખ તને પણ કામ આવશે નહીં એ ના કરે કેમકે એ તો દીકરો છે આ જે માનસિકતા છે ખાસ કરીને પહેલાના જમાનામાં વડીલોમાં જ બહુ જ હતી કે દીકરીને ઓછું બોલાવે દીકરાને વધુ મહત્વ આપે વધુ બોલાવે બાજુમાં બેસાડે જે હવે ધીમે ધીમે ઓછી થતી જાય છે પરંતુ હજુ પણ ઘણાં ઘરોમાં આ માનસિકતા છે જ અને સારા સારા લોકોની આ માનસિકતા છે કે દીકરો તો જોઈએ જ એ માનસિકતા ખરેખર દૂર કરવાની જરૂર છે એક દીકરી હોય તો પણ કાફી છે દીકરો ન હોય એ કોઈ માની ભૂલ નથી તો આ માનસિકતા વિષે મારે ઘણું બધું લખવું છે અને બીજું મારે એ પણ લખવું છે કે તમે જે આ દીકરા દીકરીની વાત છે કે દીકરીને ઓછું મહત્વ અપાય તો સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે દીકરાને દીકરીની બાબતમાં દીકરીને વધુ મહત્વ આપવાની બાબતમાં આપણે દીકરાને ઓછું મહત્વ તો ક્યાંક નથી આપતા ને બંનેને ઇકવલ મહત્વ મળવું જોઈએ નઇ તો પછી એવું થાય કે દીકરી છે એની દીકરા જેવી જ હાલત થઈ જાય ને એ સ્વછંદી બની જાય તો આપણે એ જોવાનું છે કે એ બંને વચ્ચે બેલેન્સ જળવાઈ રહે તો આ વિષે ઘણાં બધાં લોકોએ ઘણું બધું લખ્યું જ છે ઘણાં બધાં લેખકોએ દીગ્ગજોએ તો હું પણ આ વિષે જ વધુ લખાણ કરવા માંગુ છું સમાજને કહેવા માંગુ છું કે આ જે બધી તમારી માનસિકતા છે જે હલકી માનસિકતા ગણી શકાય કે ભઇ એક દીકરો એક દીકરી જોઈએ કાં દીકરો કૂળ તારે એ બધામાંથી બહાર નીકળો બસ એક બાળક હોવું જરૂરી છે એ માનસિકતા સાથે આગળ વધો એક તંદુરસ્ત બાળક હોવું જોઈએ એની માતાની તબિયત સારી હોવી જોઈએ એ માનસિકતા હશે તોજ ખરેખર દેશનો વિકાસ થશે બાકી અહીં વિકાસના કોઇ જ ચાંસ નથી તો બસ હું આજ સંદેશો સમાજને આપવા માંગુ છું